જો મેં બનાવેલો ખોરાક અથવા તો વાનગી લોકોને પસંદ આવે તો તેની રીસી રેસીપી હું લોકોને શીખવવામાં મદદ કરી શકું કેમકે મેજે શીખેલી વાનગીઓ છે જે હું નાનપણથી બનાવું છું જે હું મારા ફેમેલી મેમ્બર મારા મમ્મી અને મારી બેન પાસેથી શીખ્યો છું એમાં મારી રીતે મેં થોડા ઘણાં ફેરફારો કરી અને એને અપગ્રેડ કરવાના પણ પ્રયત્ન કર્યા છે અને એ વાનગીઓ લોકોને પસંદ પણ આવે છે બીજી વાનગીઓ જે મારી લોકોને પસંદ આવે છે એ હું જનરલી યુ ટ્યુબ વિડીઓઝમાંથી શીખું છું યુ ટ્યુબમાં રનવીર બરાર મારા ફેવરેટ શેફ છે એમના વિડીયો જોઈ અને હું શીખ્યો છું અને જે મારી રીતે એમાંના જે ફેરફારો કરવા જેવાં લાગે એ મારી રીતે ફેરફાર કરી અને લાસ્ટ ડિશ હું મારા નજીકના લોકોને ટ્રાય કરાવું છું એમના ઓપીનીયન અને સલાહો લઈ અને પછી જો કંઇ ફેરફાર કરવાનો થાય તો એ ફેરફાર કરી અને પછી હું એને લોકો સમક્ષ મૂકું છું જે લોકોને ખૂબ પસંદ આવે છે હવે જો એ વાનગીઓ કોઈને શિખવવાની થાય તો હું એ શીખવી શકું છું કે મારા કિચનમાં બોલાવી અને લાઈવ હું બનાવું એમની સામે શું એમાં ઇન્ડગ્રીડીયન્ટ્સ જોઈએ અથવા તો એની પ્રોસેસ કેટલી છે અને શું શું વસ્તુઓ અને કઈ રીતે એમાં એડ કરવા કેટલો ટાઈમ લેવો એ બધી પ્રોસેસ હું એમને મારી સામે બતાવી અને સમજાવી શકું અને એ જોતે વ્યક્તિ હાજર નથી અને એને મારી રેસીપી જોઈએ તો હું મારી રેસિપીનો વિડીયો શુટ કરી અને સોસિયલ મિડીયાથી એને મોકલી શકું અથવા તો મારા સોસિયલ મીડિયા એકાઉન્ટમાં એ રેસેપીનો વિડીયો અપલોડ કરી અને બીજા લોકોને શીખવવામાં મદદરૂપ થઈ શકું